અમારા ગામમાં પહેલાં આરોગ્ય નહીં હતું પણ હમણાં આરોગ્ય બનાવવામાં આવ્યું તેના કારણે અમને બહુ ખરાબ બહુ પોબ્લેમ ઊભી થઈ જતી હોઈ ઍમ્બ્યુલસન્સ સારી નથી કારણકે જ્યારે અમને જરૂરત હોય છે ત્યારે ટાઈમ પર તે આવી શકતી નથી અમે જ્યારે એમ્બ્યુલન્સને ફોન લગાવીએ છીએ ત્યારે આવું એવું તો કહે છે એક કલાકને બદલે અઢી બે ત્રણ કલાકમાં આવે છે જે પોગ હોય છે એમ જે વ્યક્તિને મરીઝ હોય છે તેને તે સેવા આપી શકતી નથી એનાથી અમને ગામમાં બહુ પોબલેમ થયું કેટલાયની તો એનાં કારણે મૃત્યુ પણ થઈ છે અને કેટલાયને ઈલાજના સારું બહુ ટાઈમ લગાવવામાં આવે છે જ્યારે તે આવે છે ત્યારે તેમાં સરખી રીતના કંઈ સુવિધા પણ નથી હોતી છે અને એમ્બ્યુલન્સમાં કંઈ સુવિધાઓ પણ હોતી નથી તેનાથી તે એનો તાત્કાલિક ઈલાજ કરી શકે નહીં હોસ્પિતલ જતાં ટાઈમ લાગે છે અને તેનો ઈલાજ લેટ થાય છે તેનાથી અમે બહુ પરેશાન છીએ અમે સરકારને નિવેદન પણ કરી હતી કે અમારા ગામમાં સારી એમબુલેશન કરો અમે કેટલીક વાર સરકારને કહીએ છીએ કે અમારે ગામમાં સારી એમ્બુલેસન અમને પહોંચાડો જ્યારે પણ એમ્બુલન્સને ફોન કરીએ છીએ ત્યારે અમને તે ત્યાંથી સરખો જવાબ પણ નહીં મળે છે કે આવું કે નહીં આવું કેટલા ટાઈમ લાગશે એ બધું કંઈ નહીં અને જે સરખી રીતના જવાબ નહીં આપી શકે તે સરખી રીતના સેવા પણ નહીં આપી શકે છે એવું માનીએ છીએ જ્યારે અમે એમ્બુલન્સને કોલ કરીએ છે ત્યારે એ એક બે કોલ તો એટેંડ કરે નહીં અને ત્રીજો કોલ કે ચોથો કોલ અમારો અટેન કરે છે અને પૂછે છે શું કામ છે ક્યાંથી છો એ બધું પૂછ્યા વગર ખાલી અડધો જવાબ આપીને કોલ કટ કરી મૂકે છે જયારે અમે એમ્બુલન્સ આવે છે ત્યારે મળીને હરખી રીતના તેમાં મૂકવું લેટાડવામાં પણ નહીં આવે છે તેમાં ખાટલાની સુવિધા સરખી ન હોતી નથી તે પણ અમારે અમારી રીતે સુવિધા કરવી પડે છે જ્યારે અમને આ બધી પ્રોબ્લેમો અમે સરપંચને કહીએ છીએ ત્યારે એ હલકામાં લે છે અને તેનાં કારણે અમને પોબ્લેમ્સ વધે પણ અમે જ્યારે એને સરખી રીતના કહીએ છીએ ત્યારે અમારે તે એમ્બુલન્સને સરખી રીતના મોકલે છે અને તે પણ અમારે બીજા ગામમાંથી બોલાવવા પડે છે એનાં કારણે અમારે સરકારને એટલું જ કહેવું છે કે અમારા ગામમાં સારી રીતના ઍમ્બ્યુલન્સને જુગાડ કરો અને અમારે તે પ્રોબ્લેમ સોલ્વ કરવો જ છે એટલે અમારે તે ઍમ્બ્યુલન્સને બનાવ એમ્બયુલન્સને અમે નિવેદન કરીએ છીએ અને અરજી લખીએ છીએ કે અમારા ગામમાં સારી એબુલેસન અમને બ જલ્દી અને સારી રીતના મ પહોંચાડી આપો અમારા ગામમાં જે સારી એમ્બુલેસન હશે ત્યારે અમારા ગામમાં વધારે મોત પણ નહીં થાય અને વધારે રોગ નહીં જલ્દી ઈલાજ પણ થશે વધારે રોગ પણ નહીં ફેલાશે અને જે મરી જશે તેને સારી સુવિધા મળશે તેને વધારે પોબ્લેમ નહીં થશે તેનું જીવન સુખી થઈ જશે એક જાતનું જ્યારે તે મરીઝને આપણે હોસ્પિતલ લઈ જઈએ છીએ ત્યારે તે ઍમ્બ્યુલન્સમાંથી ઉતારતી વખત બી અમને દિક્કત પડે છે તેનું પણ અમે સોલ્યુસન સરપંચ જોડે માંગીએ છીએ સરપંચે કીધું છે કહે છે કે અમે જેટલું જલ્દી બનશે એટલું જલ્દી તમે આ કાર્ય સારું કરીશું બસ સરપંચ પણ એ કાર્ય સારું કરી રહ્યા નથી એના કારણે અમને એમ્બુલન્સનો બહુ પોબ્લેમ થાય છે જ્યારે અમે એમ્બુલેસન બોલાવીએ છીએ ત્યારે તે ટાઈમ પર આવતા નથી એટલે કેટલા મરીઝોને વધારે પોબ્લેમ થાય છે મરીઝો બીચારા વધારે ગભરાય છે અને વધારે બીમાર થઈ જાય છે અને તેમને સારો ઈલાજ પણ નહીં મળી શકે છે તાત્કાલિક જ્યારે તાત્કાલિક ઈલાજ નહીં મળે છે તો તેનો રોગ સારો થવામાં તેને વાર લાગે છે એના કારણે અમે એમ્બુલન્સને ફોન કરવા કરતાં સારું અમે અમારી રીતે ગયે લાગીએ છીએ જ્યારે એબુલેશન આવે છે ત્યારે બે ત્રણ કલાક તો અમને જતા જ લાગે છે એના કારણે મરીઝ વધારે પૂરતો રોગમાં ઘેરાઈ જાય છે અને એક્સિદન્ત થયેલું હોય છે ત્યારે તો એમબુલેસન ખાસ કરીને બહુ જ લેત આવે છે તેનાથી અમને બહુ નુકસાન જાય છે જે પેલા બીચારાનું એક્સિદન્ત થયેલું છે તેનું બ્લદ વધારે વહી જાય છે અને તેના કારણે તેની મોત થવાના સંકેત વધી જાય છે અને કેટલાયની મોત પણ થઈ ગઈ છે